હેલો પોલીસ સ્ટેશનમાંથી બોલો છો મારે એક કમ્પ્લેન નોંધાવવાની છે હું અહીંયા નડિયાથી આ અમદાવાદ જતી હતી બસમાં તો મારું પર્સ ચોરાઈ ગયું છે એટલે માટે મારે કંપ્લેન કરવાની છે બ્લેક કલરનું હતું એમાં પૈસા હતા પછી આ એટીએમ કાર્ડ હતાં ડોલર હતા બીજા ના એટલે ચડવાં જતાં જ કોઈકે એ કરી દીધું ચોરી ચૈન કાપી અને અંદરથી લઇ લીધું છે પર્સ તો રહ્યું છે મારી પાસે પર્સ તો છે પણ અંદરથી ચીરો મારી અને પછી બધું લઇ લીધું છે ચડતી વખતે જ હા કયા સ્ટેસન માસ્ટરથી તમે બોલો છો અહીંયા સંતરામવાળા કે પછી રેલવે સ્ટેસન આગળથી સંતરામ પોલીસ ચોકી હા તો લખી દોને નામ પ્રિશનાબેન રમેશભાઈ પટેલ હા કોલેજ કોલેજ રોડ મારા હસબન્ડ જોબ કરે છે

હા વાંધો નહીં અને મારે પછી ફરી વાર ફોન આવશે કે મારે ત્યાં આવવાનું થશે એવું મને કોઈ દિવસ કોઈ આઈડિયા નથી આનાં વિષે એટલે ના એવું કશું મેં નથી પાડ્યું બ્લેક કલરનું હતું હં હા વાંધો નહીં ત્યાં સંતરામવાળાને હા આધાર કાર્ડ એકલું જ લાવવાનું છે કે બીજું કશું લાવવાનું છે હા વાંધો નહીં હા અને કેટલાં વાગ્યે આવવાનું છે હા હા વાંધો નહીં હા હા હા હા હા જય જી